હાં અચ્છા બુકિંગ થઈ ગયું છે એટલે તમારું ફાઇનલ જ છે હાં હાં તો કાલે છે ને નીકળવાનું છે બરાબર સવારે આઠ વાગ્યાનો ટાઈમ છે એટલે તમારે ત્યાં સાડા સાતે છે ઈ સ્ટોપ ઉપર આવી જાવાનું છે અને ત્યાંથી નીકળવાનું છે અને ટ્રેનમાં નીકળવાનું છે અને સ્લીપિંગમાં છે ઈ બઉ બુકિંગ કરેલું છે બરાબર

ટ્રેનમાં છે ઈ જમવા માટે તમારે તમારી સાથે લાવવાનું છે અને ત્યાં પહોંચીએ પછી આપડે હોટેલમાં છે તમારે આવવાનું છે બરાબર એટલે રેલવે સ્ટેશનથી તમને હોટેલ સુધી પણ અમારા વિહીકલમાં તમને પહોંચાડવામાં આવશે

અને હાં હાં એટલે રેવા માટે તમને ત્યાં છે ઈ હોટલમાં રમ બુક કરાવેલ છે ત્યાં તમને બધી ફેસીલીટી છે ઈ મળશે બરાબર અને સંજે કા છે ઈ જમવાનું શું છે મોર્નિંગમાં સવારે નાસ્તો મળશે અને ત્યાંથી સવારે છે ઈ ફરવા માટે નીકળવાનું બરાબર હમ